મેરાથોન અથવા લાંબા અંતરની દોડની તૈયારી હું છેલ્લા છ આઠ મહિના પહેલાંથી કરતો હતો એના માટે રોજ સવારમાં અને સાંજે ડેલી રનિંગ કરતો હતો રનિંગ છે લ જમ્પિંગ છે પછી કાર્ડીઓ વર્કઆઉટ છે અને હર્ડલ્સ રનિંગ છે અને રોજ ડેલી સવારમાં ની માટે લોંગ રનિંગ માટે જે મારું પાંચ કિલોમીટર છે કે દસ કિલોમીટરનું રનિંગ ઇવેન્ટ હયી એનાથી મેં વધારાની પ્રેક્ટિસ કરતો હતો જ્યાંથી મારી પાંચ કિલોમીટરની રનિંગ હોય તો મેં સાત કિલોમીટર રનિંગની પ્રેક્ટિસ કરતો હતો જેના કારણે મારું ટાઈમિંગ પાંચ કિલોમીટરનું કમ્પ્લેટ આવી શકે અને એના માટે હું રોજ સવારમાં રનિંગ કરતો હતો હર્ડલ્સ રનિંગ છે કાં તો જમ્પિંગ એક્સરસાઇઝ કરતો અને એવી વગેરે તૈયારી કરતો જેનાથી મારી ગેમમાં સુધાર આવે અને રનિંગ માટે સ્ટેન જરૂરી છે એ મારી સ્ટેન એ કરવા માટે જિમમાં વર્કઆઉટ કરું કે સ્ટ્રેન્થમાં ડેવલોપમેન્ટ લાવું પછી સટલ રન કરું જેનાથી મારી સ્પીડને એજીલીટીમાં બદલાવ આવે રન લોંગ રનીંગની અંદર સૌથી વધારે આપણે શ્વાસો શ્વાસની ક્રિયાનો ઉપયોગ થાય એના માટે યોગા કરતો યોગાથી આપણું નેચર અને શ્વાસો શ્વાસની ક્રિયામાં બદલાવ જોવા મળે છે અને આપણા શ્વાસો શ્વાસની ક્રિયા પર કેવી રીતે લેવો અને કેવી રીતે ફ્રી છોડવો એના પર કંટ્રોલ કેવી રીતના કરવો એ દેખ મતલબ જાણવામાં આવે છે એ માટે યોગા પણ જરૂરી છે